હું સુરતમાં રહેતી હોઈ અહીંયાં ઘણી બધી તકો રહેલી છે નવા વેપાર શરૂ કરવા માટે જેમ કે ટેક્સટાઇલ ડાયમંડ તે બે એકદમ સ્થપાયેલ ઇન્ડસ ઉદ્યોગ તમે કઈ શકો સુરતનો અને તેના સંબંધિત કોઈ પણ વ્યવહાર જેમ કે તેમાં તમે દલાલી કરો કે તમે તેમાંથી કાચો માલ લાવીને કંઈ વસ્તુ બનાવીને વેચો છો હલુ તમારા નજીકના માર્કેટમાં કે પછી ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે કાપડનો કાચો માલ લાવીને તેમાંથી કોઈ સારા આઉટફીટ બનાવીને તમે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચો તે તે બધો વેપાર બઉ જ ઇમર્જિંગ તમે જરૂરી છે એવો કઈ શકો અને તેમાં ખૂબ તકો પણ રહેલી છે એ સિવાય નગર બનતું હોય એટલે ઘણી બધી જરૂરીયાતો ઊભી થતી હોય છે જેમ કે તમે કોઈ જગ્યાએ કરિયાણાની દુકાનથી માંડીને ગ્રાફિક્સ કાર્ડ તમને બનાવી આપતા હોય કે પછી આ વાસણની દુકાન હોય કે પછી તમે તમારા હેલ્થ ફિટનસ કે તમારા કોઈ આયુર્વેદિક પંચ કર્મ ક્લિનિક છે તમે દવાઓ વહેંચો જે હરેક વસ્તુમાં તમે તક શોધી શકો છો પણ જો મારે કોઈ વેપાર શરૂ કરવો હોય તો હું આ સુરત સ્માર્ટ સિટી ડિક્લેર થરવા જઈ રહ્યું છે તો કોઈ સ્માર્ટ વસ્તુથી સંકળાયેલ કોઈ વસ્તુ જેમ કે ડિવાઇસ છે કોઈ પણ કે જે તમે ઈન્ટરનેટ સાથે સંબંધ અટેચ કરી તેમાં કોઈ એપ્લિકેશન બનાવી અને એ મારું નગર યુસ કરી શકે ઉપયોગમાં લઈ શકે અથવા તો કોઈ મશીનરી જેટલા બધા કારખાનાઓ છે તેમાં કોઈ મશીનરીમાં કોઈ એવું ઓટોમાઈઝેસન છે કે પછી મારા બે મેઈન ફોકસ હશે જેમાં મારી આવડત છે એક તો છે ટેક્નોલોજી અને જેમાં મારો રસ છે એ છે ઓર્ગેનિક વસ્તુઓ કારણ કે એની જ આપણને દુનિયાને જરૂર છે અત્યારે તો ઓર્ગેનિકમાં હું એવું કહીશ કે ગાયના ગોબરમાંથી બનાવાતી કોઈ પ્રોડક્ટ હોય તે મને ખૂબ જ ખેંચશે અહીંયાં ખૂબ જ પ્રમાણમાં કલાકારો જે હાથ વરગ હાથથી ભરત કરતાં હોય છે કે હાથ વણાટનું કામ કરતા હોય છે એ મળી જાય છે તમને એ શણગારી પણ આપશે તમને ગોબરમાંથી કોઈ પ્રોડક્ટ બનાવી કો કોઈ સારી એવી પ્રોડક્ટ બનાવી તો અને એ સિવાય કે અહીંયાં કેમિકલની ઘણી ફેકટ્રીઓ હોય તમે ગોબર ને થોડું પ્રોસેસ કરીને તમે કોઈ એમાંથી વસ્તુ બનાવો છો અને ઓનલાઈન વેચો છો તો આ ટેક્નોલોજી અને આ ઓર્ગેનિક વસ્તુ બંને સાથે એક જ આયામદાઈ અન આ એક જ પ્લેટફોર્મ પર આવી જશે તો મારો કોઈ નવો વેપાર શરૂ કરવો હોય તો એ જે મને ગમતી વસ્તુ જે મારે સમાજને પ્રોવાઈડ કરીને મારી આત્માને સંતોષ મળે તેવી જ કોઈ હશે